જી કેમ છે ભાઈ નવા આવ્યા તમે અમદાવાદ અચ્છા અચ્છા અચ્છા અચ્છા ક્યાં ત્યાં તમે હું હમણાં જાઉં છું વેરાવળથી લઈને મહેસાણા બાજુ આપણે જી જી ત્યાં સૂર્ય મંદિર જે ખરું ને આપણું તે મારા જોવાની ઈચ્છા છે ઘણાં વર્ષોથી જોવાની ઈચ્છા હતી તો આટલો પાવન ઉત્સવ છે આપણે ઉત્તરાયણ નજીક છે તો મારી ઈચ્છા છે ત્યાં જઈએ ને માણીએ આપણે ઓ હો હો હો આ તો મને ખબર જ નહીં હતી કઈ બાજુ એટલે ત્યાંથી આપણે ઓહોહો તો આપણે થોડું ઓફ ટૉપિક જાઉં પણ જીરાનું આપણને ખરીદી કરવા મળે કેમકે અમારે ત્યાં જીરું થોડા મોંઘું છે તો મારી ઈચ્છા છે કે જરા જીરું પણ જો મળતું હોય આવું સારું તો તાજામાં તાજું મળી જાય ને હં હં સરસ ચાલો સરસ પછી આપણે ત્યાંથી ગરમી વધારે હશે ને આ સમયમાં તો પણ ઓહો હા હા એ તો છે નહીં આ તો પેલું બસની સુવિધા મળતી હોય એસી બસની કે એવી કંઈ તો જવાય આ તો પેલું હા હા એટલે અમદાવાદમાં તો છે ને મારા મારા એક રિલેટિવ છે આપણે મારા ફુવાજીના છોકરો જે ખરો ને તે અહીંયા જ રહે છે એટલે એમણે જ બોલાવેલો કે જરા જોઈ લો કઈ રીતનું છે આ છે તે છે તો કહેવાય એવું હોય તો એ જ મને સાથે લઈ જઈશ ચોક્કસ થેન્ક યુ